હલો નમસ્કાર સર હા હા પુષ્પાપદ હા અતુલ બુક સ્ટોર

હ હમણાં જો નંગ પર લેવી હોય તો ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા ને સો રૂપિયાવાળી છે સો કિનિયા હશે એમાં કાગળ સારો હશે પચાસ રૂપિયાવાળીમાં સો રૂપિયાવાળી છે એમાં સારો આવે જે પાછળ છાપવાના તો તમારે ઓફિસ માટે જોઈતી હોય એ બસો રૂપિયાની આવે છે તમારે શામાં યુસ કરવી છે એ પ્રમાણે તમે કહો તો તે પ્રમાણે બુક નક્કી કરીએ હવે તમારો ઓડર કેટલો છે તે પ્રમાણે જઈએ તો તમારે વધારે હોલસેલમાં લેવી હોય તો એના માટે એકાદ બે દિવસ રાહ જોવી પણ પણ બની શકે એટલું તમે જલ્દી કરાવી દઈ કારણ કે તમે ઓળખીતામાં છો એટલે તમારે જેમ બને તેમ જલ્દીમાં કરાવી દઈશ ત્યાં તમારે કયા બુક લેવી છે એ પાંચ છ ટાઈપની મેં બુક બતાવી

હા હા બસોમાં જોઈને ઓલરેડી તો શું છે અમે ત્રીસ રૂપિયા આપી છીએ અને તમારે જો બસોની કોનટેટીમાં રહો તે તમે સારા એવા વ્યક્તિ છો તમને લગભગ એકવીસ રૂપિયામાં તમને કરી દઈશ બસોની કોનટેટીમાં ઇવન હા બસોની કોનટેટીમાં જોઈએ તો એકવીસ રૂપિયા લગીમાં કરી દઈશું ના ના તમારો માર્ક બસોને હો હોલસેલ ભાવમાં છે મારે આમાં કંઈ કમાવાનું નથી એ